હા રેસ્ટોરન્ટમાંથી બોલો છો હું ટ્રાવેલિંગ કરું છું ને જૂનાગઢ આવેલી છું ને નામ હાઈભડું છે તમારા રેસ્ટોરન્ટનું તમે કયા નજીકમાં બસ સ્ટેન્ડ નજીકમાં હોય છે તમાર રેસ્ટોરન્ટ તમાર કયા એરિયામાં છે રેસ્ટોરન્ટ અચ્છા અચ્છા તમે શું મેનુમાં કઈ કઈ વસ્તુ ડિનરમાં આપડે સાંજે બનાવી શકો

આપડે પંજાબી ડીશ મંગાવીએ પનીર ટીકા મસાલા સબ્જી પરાઠા સાથે ને પુલાવ પાપડ તમે હોમ ડિલિવરી પાર્સલ કરો છો પેનર ટીકા મસાલા હા ના ના જીરાવાલા પરાઠા અમારે લગભગ પંદર એક વ્યક્તિનું જોવે છે પંદર વીસ વીસ જણા થાય એમ અચ્છા પંદર જણા હોઈએ તો સાલ

હા હૈદરાબાદી બિરિયાનીને દહીં સાથે કેટલી પ્લેટ જોવે પંદર હા પંદર વ્યક્તિ એક પ્લેટમાં તો ત્રણ જણને તો થાય ને હા હા પરાઠા જોડે બરાબર તો શું ચાર્જ નહીં રાયતું નહીં જોઈએ દહીં જ એની સાથે જોઈએ બિરિયાની દહીં દહીં દહીં પછી પાપડ ને છાસ હા એની ડીશને શું ચાર્જ તમારો હોય તો

પરોઠા છે તો અમારે બનવાનું જૈન હો ટોટલી જૈન જૈન બનાવો છો ને હા પણ હા પણ અમારા આટલાનો ઓર્ડર હોય તો તમે બનાવી આપો જૈન એમ ને હોમ ડિલિવરીને કરી દેશોને એનો અલગ ચાર્જ નહીં લેતા પછી પણ બઉ દૂર નથી અમને પોચડવાનું એટલે હોમ ડિલિવરી એમાં ઘણી લેજો અલગ નહીં ઘનતા

પરોઠા એક વ્યક્તિના બે એટલે પંદર જણાના વિસ પરાઠા કાંઈ ઓછા નહીં એમાં વ્યાજબી ભાવ રાખજો અમારા

કરી આપજો કમ્પ્લીટ અમારે કાલ સાંજે જોઈશે હા અને સલાડે હો સલાડ એ સાથે રાખવાનું કાકડી ટમેટા કાંઈ ઓછું નહીં એમાં અને ટેન્સ્ટ સરસ હું તમને તમારો છે ને નંબર તમે નંબર મને આપી દ્યો એટલે હુ જરાક વાત કરીને તમને ફોન કકરી દઉં કન્ફોર્મ કરીને બરાબર હા વ્હોટ્સએપમાં મોકલી દ્યો બરાબર ઓકે હા